ભારતીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન રોહિત શર્મા ભારતીય ક્રિકેટર મેરિકોમ ભારતીય મુક્કેબાજ